નમસ્તે મારું નામ રાજ પુષ્પરાજ છે મેં થોડા સમય પહેલા બુક કેબ બુક કરાવી હતી જેમાં મેં ઉપડવાનું સ્થાન સુરત લખાવ્યું હતું પરંતુ ખરેખર મારે આણંદથી અમદાવાદ જવાનું છે જે કારણથી હું મારી કેપ રદ કરવા માંગુ છું તેથી મને મારી કેબ રદ કરી આપો તેમજ નવી કેબ બુક કરી આપો આણંદથી અમદાવાદ જવા માટે